છોડ ઉગાડવા માટે ઘણાં પ્રકારની માટી વપરાતી હોય છે જેવી કે રેતાળ માટી કાંપાળ માટી માટિયાર માટી કાળી માટી વગેરે પણ અમે છોડ ઉગાડવા માટે ખાસ કરીને કાળી માટીનો ઉપયોગ કરીએ છીએ કારણ કે કાળી માટીથી છોડનો વિકાસ વૃદ્ધિ અને ઉછેર સારો થાય છે અને હા અમે છોડ ઉગાડવા માટે ખાતર પણ વાપરીએ છીએ ખાતરમાં પણ ખાત ઘણાં બધા પ્રકારનાં ખાતર આવતાં હોય છે જેવા કે વર્મિકમ્પોસ્ટ યુરિયા છાણિયું ખાતર વગેરે જેવાં ઘણાં બધા પ્રકારનાં ખાતર આવતાં હોય છે અમે છોડ ઉગાડવા માટે ખાસ કરીને છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે છોડમાં છાણિયું ખાતર વાપરવાથી છાણિયાં ખાતરમાં રહેલાં પ્રોટિન તત્વો છોડને સારા એવા પ્રમાણમાં મળતાં હોય છે જેથી કરીને છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો એવો થતો હોય છે તેથી અમે ખાતરમાં છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ